કોણ બોલો હા બોલો હા બોલો મજામાં હા આ પગમાં દુઃખાવો થાય છે કોઇ દવા સારી લખી આપશો સોજો પણ આવે છે બે ત્રણ દિવસ થયા છે

હા કાલે સવારે ચાલશે હમ

આઠએક વાગ્યે મોકલજો તમને ફાવે તે રીતે

હા હા હા હા સારું સારું થેંક્યુ થેંક્યુ થેંક્યુ